ડોક્ટર સુરેશ પટેલ પ્રોફેસર રાજૂ શાહ શ્રીમતી લીલાબેન પટેલ શ્રી દિનેશ ભાઈ પટેલ ડોક્ટર નિર્મલા બેન પટેલ આરલીન મ્યુટલર ઓશીમા